હા મારે ગુજરાતી ભાષામાંથી એકવાર હિન્દી ભાષામાં અનુવાદ કરવાનું હતું એમતો એ સારું થયું હતું એમ એમ આજકાલના ટીવી શોઝ હિન્દીમાં આવે છે તેથી મને હિન્દી બોલવામાં વધારે તકલીફ થતી નથી પરંતુ હું થોડી નર્વસ હતી અને તેથી મને થોડો ડર હતો પરંતુ તે મારો અનુભવ સારો હતો અને મેં મારું સારી રીતે અનુવાદ કર્યું હતું હિન્દીમાં એટલે એમ ન કહી શકાય કે ખરાબ હતો પણ એટલો સારો પણ ન હતો